આ વિસ્તારમાં ઘણા બધા પરિવાર અલગ અલગ રાજ્યમાંથી આવેલા છે અને અહી સ્થળાંતર થયેલા છે જેથી અહીંયા વિસ્તારમાં મુખ્યત્ત્વે રાજસ્થાની વાનગીઓ પંજાબી વાનગીઓ કાઠિયાવાડી વાનગીઓ સાઉથ ઈન્ડિયન વાનગીઓ અને સ્પેશિયલ ગુજરાતી થાળી પણ બનાવવામાં આવે છે અહીંની હોટૅલમાં અને અહીંના લોકોના ઘરમાં પણ આ દરેક વાનગીઓ પીરસવામાં અને બનાવવામાં પણ આવે છે અહીં હોટૅલોની જે પંજાબી થાળી હોય છે એમાં પનીરથી બનેલી બનાવટો વાનગીઓ જેવું કે મીઠાઈ છે અથવા તો અન્ય એની સાથે સાથે પનીરથી બનાવેલાં પરાઠાં અને અન્ય ચીજો પણ પીરસવામાં આવે છે રાજસ્થાની થાળીમાં દાળ બાટી ચુરમા બાટી અને અન્ય જે રાજસ્થાનના મુખ્યત્ત્વે લોકો જે આરોગે છે તે વાનગીઓ પીરસવામાં આવે છે અહી હોૅલમાં કાઠિયાવાડી થાળીમાં બાજરાનો રોટલો મરચાં રીંગણનો ઓળો એના સિવાય સાથે સાથે સલાડ છે અથવા છાશ પાપડ વગેરે પણ પીરસવામાં આવે છે અહીં ગુજરાતી થાળીમાં જે ખાવાના શોખીન લોકો છે તેની માટે મીઠા દાળ ભાત ખીચડી કઢી એની સાથે ગુજરાતી શાક અને સાદી રોટલી અથવા તળેલાં પરાઠાં અને અન્ય વસ્તુ પણ પીરસવામાં આવે છે